હા ભાઈબંધ બોલ બોલ શું ચાલે હોવ કેટલા ટાઈમ પછી ફોન કયરો આજતો ઓહો કાંઇ નઇ હુંતો ભણું છું તું શું કરે પસી તો ક્યાંય મયળ્યો જ નથી ક્યાંય હા તો હું આવાનીજ હતી રાજકોટમાં હમણાં કંઇ આવાનું નથી થ્યું હં હ આવું તો થાય હવે એમ પણ શું કેવાય ઓલું ઢોકરી વિષે કેતો તોને કંઇક સારું જમવાનું ઢોકળીનું ખબર તને ખબર છે એ મારી ફ્રેન્ડ એક વાત કરતી તી ઠાકોર થાળનું હ હં ન્યા શું શું જમાવનું હોય હ હં હં

હમ તેતો ટેસ્ટ કર્યું છે કોયદી કેટલાની ડિશ આવે એક હાળા ત્રણસો એટલે એકજ વ્યક્તિ જમી હકે કે બે ત્રણ જમી શકે એમાં એકજ વ્યક્તિ જમી શકે એટલે મારે છેને મારી ફ્રેન્ડ છેને એક ઇ વાત કરતી તી મે કીધું મારા ભાઈબંધને કદાચ ખબર હશે હવે એને પૂછી જોઉ કે શું

આપળા ગુજરાતી માટે તો ઇ વધારે સારું એમ આપણને તો એવુજ જોતું હોય તી તું કેદી આવાનો છો હું હવે થોળાક ટાઈમમાં જોઉ હાલને આવીશ નકર ઠીક પછી આવી તો ફોન કરીશ તું આવજે મારી ભેગો ઢોકળી ખાવા આપળે જાહુ તું રંજનને આમ આપળે બધાય હમણાં તો કાંઇ મળવાનું થાતું નથી બસ મજા મજા જો એટલેજ મે ફોન કયરો કીધું ખાણી પીણી હાટુ આપણને ખાવાનું તો બઉ શોક હે અટલેજને એટલે મે કીધું આને ખબર હશે મારા ભાઈબંધને ફોન કરીન પૂછી જોઉ એ હા મને બતાવજે હા હા વાંધો નઇ સારું હાલ હા હા